નવો વ્યાપાર શરૂ કરવા સૌપ્રથમ જે જરૂરી વસ્તુઓ છે તેમાંથી સૌથી પહેલો કોઈપણ ધંધો કે વ્યાપાર ત્યાંથી જ શરૂ થાય જ્યારે એક માણસનાં મગજમાં કોઈક નવો આઇડિયા આવે આઇડિયા એટલે કે એક વિચાર આવ્યો અને એ વિચાર કયો હોવો જોઈએ કે જે હમણાંના સમયની જરૂરિયાત છે કે જેના માટે ખરેખર એક આપણી પાસે જગ્યા છે જે હજુ સુધી બહુ ઘણાં બધા લોકોએ કર્યો નથી તો એક વિચાર આવે એ વિચાર પર તમે તમારા પાસે શું શું વસ્તુ મળી શકે એમ છે જેમકે કોઈપણ તમારે વસ્તુનું ઉત્પાદન શરૂ કરવું હોય તો એક જગ્યા જોઈએ એનાં માટે તમારે યંત્રો જોઈએ એનાં માટે તમારે મજૂરો જોઈએ મજૂરોને સાચવીને રાખવા માટે એક મેનેજર જોઈએ મેનેજરની ઉપર તમારે સૌથી પહેલી તો મૂડી જોઇએ બરાબર તો વ્યાપાર શરૂ કરવા માટે પણ આ બધાની શરૂઆત ત્યારે થાય કે જ્યારે સૌથી પહેલાં તમારા મગજમાં એક એવો આઇડિયા આવે આનાથી જુદું અગર તમારે કોઈ સેવા શરૂ કરવી છે જેમકે તમારે ટેક્સી સેવા શરૂ કરવી છે કે તમારે ફોટોગ્રાફીની સેવા શરૂ કરવી છે તો એને લગતાં સાધનો તમારે વસાવવા પડે જેમકે કાર વસાવવી પડે ફોટોગ્રાફી માટે કેમેરા વસાવો પડે આપણે જો આપણા સરકારની ઔપચારિક્તા કહીએ તો આપણે આપણાં નામનું આપણાં જે નામ બનાવ્યું છે તેનો જે લોગો બનાવ્યો છે એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે કે આ નામથી અમે અહીંયા જે સ્થળે કરવા માગીએ છીએ તે તેનો એક બિઝનેસ શરૂ કરવા માગીએ છીએ અને એ બિઝનેસ જેમ જેમ આગળ વધતાં વધતાં સફળતા તરફ આગળ વધતો જાય ત્યારે એને લગતા આપણે કર ચૂકવવા પડે જેને આપણે ટેક્સ કહીએ છીએ સાદી ભાષામાં વરસ એટલે ઇન્કમ ટેક્સ રિટર્ન આપણે આપણી આપણા ધંધાના ફાઇલ કરવા પડે